જરૂરી દસ્તાવેજો આધારકાર્ડની સ્કેન કરેલી નકલ જે તમે ડાઉનલોડ અને સ્કેન કરી છે ફોટો આઈડી પુરાવો આધારકાર્ડ સિવાય અન્ય કોઈ માન્ય આઈડી જેમકે ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોટ વોટર આઈડી કાડ વગેરે ફોટો ફોટો કાડ ફોટોગ્રાફ તમારા તાજેતરના પાસપોટ સાઈઝના ફોટોગ્રાફની એક બે નકલો અરજી ફોમ સીમ કાડ માટેનો અરજી ફોમ સ્ટોરમાંથી મેળવો અને તેની જરૂરી માહિતી ભરો તમારા નામ સરનામું સંપર્ક નંબર વગેરેની વિગતો ભરો સબમિશન ફોમ અને દસ્તાવેજોની નકલ સ્ટોરના પ્રતિનિધિને સોંપો પ્રતિનિધિ તમારી માહિતી ચકાસશે અને તમને જાણ કરશે કે તમે નવું સીમ કાડ ક્યારે લઈ શકો છો અન્ય ઉપયોગી સૂચનાઓ મૂળ દસ્તાવેજો જો કોઈ જો શક્ય હોય તો સ્ટોર પર જતી વખતે મૂળ દસ્તાવેજો સાથે લઈ જાઓ જેથી જો જરૂરી હોય તો ચકાસણી માટે પ્રસ્તુત કરી શકો સુરક્ષા તમારી વ્યક્તિગત માહિતીના સુરક્ષા માટે ડાઉનલોડ કરેલાં આધારકાર્ડને દરેક વખતે ચકાસો અને અવેજી પત્રકોની નકલ સંભાળવી સમય સીમ કાર્ડ પ્રક્રિયા પૂર્ણ થવા માટે થોડો સમય લાગી શકે છે તેથી તમારી સહનશીલતા રાખો અને પ્રતિનિધિની માર્ગદર્શિકા અનુસરો મિત્રો આ તમામ માહિતીનું પાલન કરીને તમે સરળતાથી નવું સીમ કાર્ડ મેળવવા માટે અરજી કરી શકો છો તમારી આ પ્રક્રિયા સરળ અને આરામદાયક બને તેવી આશા સાથે હું તમને શુભકામનાઓ આપું છું ધન્યવાદ